હા બોલીએ હા મને એક્ચુઅલ્લી મારા એજ્યુકેશનમાં ફર્ધર સ્ટડીસ માટે મને એક એજ્યુકેશન લોન જોઈતો હતો એના માટે મને એક્ચુલી છે મને મારા ફર્ધર સ્ટડીઝમાં માસ્ટર્સ કરવાનું છે એન્ટરટેઈનમેન્ટમાં મને અત્યારના મારી જે કોલેજની ફીસ છે એ અઢી લાખની રહેશે પર યર તો એ પ્રમાણે મને ટોટલ મારું ત્રણ વર્ષનું છે તો અઢી લાખ ને ત્રણથી ગુણ્યા કરીએ તો ટોટલ પંચોતેર લાખ સાડા સાત લાખનો જોઈએ હા હા અત્યારના તો હું આર્ટસમાં અભ્યાસ કરેલો છે અત્યારના મારી પઢાઈ પૂરી થઇ ગઇ છે બેચલર્સમાં ને ડોક્યુમેંટ્સમાં શું રીકવામેન્ટ્સ રહેશે મારી સારું

સમજી ગયો તો મને કઈ તારીખે આવવાનું રહશે લોન માટે ઓકે અને ડોક્યુમેંટ્સના સિવાય બીજું કાંઈ મને લઇને આવવાનું રહેશે શુક્રિયા